ખુલ્લાં પાણીમાં તરણ કરતી વખતે સલામત રહેવા માટે ખાસ તો આપણે જોવું પડે કે પાણી કેટલુ ઊંડું છે અને પાણીની અંદર વમળ છે કે નહીં અને એનો પાણીનો વહેણ કેટલો ઝડપી છે આ બધાનો આપણે ખાસ ધ્યાન રાખીને ખુલ્લાં પાણીમાં તરણ કરવું જોઈએ અને બીજું કે એ વખતે જો વહેણ જો ઝડપી હોઈ તો તાત્કાલિક તમારે કિનારા પર આવી જવું જોઈએ નહીં તો આપણે ખેંચાય જવાની શક્યતા રહે છે ને વિશાળ જળસ્થળોમાં કેટલાક વિશાળ જળસ્થળ એટલે કે દરિયા જેવાં જળ સ્થળ હોય જેમાં મોજા આવે ઝડપથી તો તે વખતે પણ ખાસ કાળજી રાખવી જોઈએ કે ઊંડા પાણીમાં જવું નહીં જોઈએ ઊંડા પાણીમાં જવાથી અને આ રીતે મોજામાં છે તે પાછા પણ અંદર તરફ દરિયા તરફ પણ ખેંચે તો તે વખત ખાસ ધ્યાન રાખવું પડે અને માટે જ આપણે ઊંડા પાણીમાં જવું નહીં જોઈએ અને છીછરા પાણીમાં જ તરણ કરવું જોઈએ ઊંડા પાણીમાં જવું હોય તો તમારે એની માટે લાઇફ લાઈફ જેકેટ અને બીજાં અન્ય ઉપકરણો સાથે રાખીને કોઈક સાથે વ્યક્તિને પણ સાથે રાખવું જોઈએ કે જેથી તમને જો કંઈ તકલીફ પડે તો તમને મદદ કરી શકે ઊંડા પાણીની અંદર જતાં પહેલાં આજુબાજુના વિસ્તારની પણ તપાસ કરવી જોઈએ કે કેવા ખડકો છે કોઈ અથડાઈ પડે એવા ખડકો હોય ને તમને માથામાં વાગી પડે એવું હોય તો માથા પર પણ તમારે છે તે હેલમેટ જેવી વસ્તુ પહેરવી જોઈએ અને શેવાળમાં ઘણી વખત લપસી જવાય એવું પણ શક્યતા બને કે લીસી વસ્તુ હોય અને તમે તરવા જાઓ તો તમે લપસી જાવ તો તે વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે અને જેટલી વધારે આપણે ધ્યાન રાખીએ તેટલી આપણી છે તે વધારે સારી રીતે આપણું છે તે બચાવ કરી શકાય માટે હંમેશા ખુલ્લાં પાણીમાં જતી વખતે ઘણાં બધા સાવચેતીનાં પગલાં લેવા જોઈએ